ગુજરાતમાં ઘણા બધા મહત્ત્વના સાંસ્કૃતિક પરંપરાઓ છે જેમ કે દિવાળી દિવાળીના દિવસે જ્યારે રામ ભગવાને રાવણનો વધ કર્યો હતો તેના એકવીસ દિવસ પછી જ્યારે રામ ભગવાન અયોધ્યા પોતાના રાજ્ય પર જાય છે ત્યારે તે દિવસને દિવાળી તરીકે ઉજવવામાં આવે છે એના બીજા દિવસે જ્યારે નવું વર્ષ તરીકે ગણવામાં આવે છે તો તે નવું વર્ષ દિવાળીના બીજા દિવસે એના પછી હોય છે નવરાત્રી જ્યાં માતાજીના નવ દિવસ ગરબા રમે છે આરતી પ્રાર્થના બધું કરવામાં આવે છે પછી જન્માષ્ટમી હોય છે જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ સાતમ આઠમ મેળો હોય છે બધું ઉજવવામાં આવે છે હોળી છે મકરસંક્રાંતિ છે હોળીના દિવસે હોલિકા દહન મનાવવામાં આવે છે એવી રીતે ઘણા બધી પરંપરાઓ છે જે દરેક તહેવારમાં કરવામાં આવે છે ઘણા બધા ર રિ રિવાજો સાથે બધું કરવાનું હોય છે